ભારતીય મીડિયા વિશે કહીએ તો જેમ કે એમાં એવું કહી શકાય કે સારી સમાચારો તો આપણને મળે જ છે પણ એમાં જેમ કે પહેલાંના જમાનામાં આપણે વાત કરીએ એટલે પહેલાંના જમાનાની તો વાત નહીં દસ બાર વર્ષ પહેલાંની વાત કરીએ તો પહેલાં આ અત્યારની જે લેટેસ્ટ બધું જેમ કે સંદેશ છે પછી આજતક છે એ બધું નહોતું ત્યારે ખાલી એક દુરદર્શન ન્યુઝ હતી તેમાં આપણને હવામાન વિશે અને એની આજુબાજુની જે માહિતી હોય એ જ આપણને જણાવતા કે તમને આ આજે આટલું હવામાન છે તમને આવી રીતના થશે આટલો વરસાદ પડશે અને અત્યારના ટાઈમ પર એવું છે કે જો જ્યાં જ્યાં જોઈએ જેમ કે મોબાઈલ છે મોબાઈલમાં પણ આપણે ન્યુઝ વગેરે જોઈ શકીએ છે અત્યારે સમાચાર પણ આપણે પેપર ન્યૂઝ આવે તે પણ આપણે મોબાઈલની અંદર વાંચી શકીએ તો તેમાં એક જ વસ્તુ જોવા મળે કે જેમ કે નાની નાની ન્યુઝ હોય તેને મોટી કરીને આપણી સામે દર્શાવે છે તો વાતમાં કંઈ હોતું નથી પણ એટલું મોટું બતાવે છે કે જાણે એ લોકો જ કંઈ છે એમ જેમ કે બોલીવુડનું આવે નાની વસ્તુ હોય તે મોટી કરીને આપણને આપણી સામે દર્શાવે છે તો જેમ કે એમાં ન્યૂઝ ચેનલની વાત કરીએ તો આજતક છે ન્યુઝ એટીન છે પછી પેપર્સ જેમ કે ન્યુઝ પેપરની વાત કરીએ તો સંદેશ છે દિવ્ય ભાસ્કર છે ગુજરાત સમાચાર છે તો આવી રીતે અલગ અલગ ન્યુઝથી અમે પરિચિત છીએ